એવું કોઈ પુસ્તક મારા ધ્યાનમાં નથી કે કોઈએ ભલામણ કરી હોય અને મને ના ગમ્યું હોય પણ એવું બન્યું છે કે લોકો એ ભલામણ કરી હોય અને મને ગમ્યું હોય એવાં પુસ્તકો ઘણાં છે જેવા કે કૃષ્ણાવતાર કે જેનો લેખક છે કનૈયાલાલ મુનશી તેમ જ કનૈયાલાલ મુનશીના બીજા પુસ્તકો છે રાજાધિરાજ વગેરે જે ઐતિહાસિક પુસ્તકો એણે લખ્યાં છે એ મને ખૂબ ગમ્યાં છે અને એની જે શૈલી પણ એટલી સરસ છે કે વાંચ્યા જ કરીએ આપણે હું જયારે વાંચવા બેસતો ત્યારે એક દિવસમાં હું બબ્બે પુસ્તકો વાંચી કાઢતો સવારે જો લીધું હોય તો બપોરે પૂરું થાય ને બપોરે લીધું હોય તો સાંજે પૂરું થઈ જાય તો લાઈબ્રેરીમાં મારી બે મેમ્બરશીપ હતી રોજ બે પુસ્તકો હું બદલાવતો હતો અને એમ કરીને મેં અડધી લાઈબ્રેરી પૂરી કરી નાખી ઐતિહાસિક પુસ્તકોમાં મને એટલો રસ છે કે મને તે વખતે ખાવાનું પણ યાદ નહોતું આવતું અને આજે પણ મને એ પુસ્તકો વાંચવાથી મારું બાળપણ યાદ આવી જાય મારું જે સ્કૂલિંગ હતું તે યાદ આવી જાય છે ખરેખર એ પુસ્તકો વાંચવાનું જે વાતાવરણ હતું અને જે ઈન્ટરેસ્ટ હતો એ કંઈ અલૌકિક જ હતો આજે પણ હું એવાં પ્રકારનાં પુસ્તકોનાં શોધમાં રહું છું કે જે આવાં પુસ્તકો મને મળે તો હું છોડતો નથી અને બીજા લોકોને પણ વાંચવા માટે હું ભલામણ કરું છું